હલો મેં આજે બપોરે પંજાબી શાક મંગાવ્યું તું તો તેના બદલામાં બીજું શાક આવ્યું છે તો તેની માટે બદલ્યા માટે ફરિયાદ કરું છું કે આવી રીતે એકવખત આવ્યું છે તો બીજી વખત આવુ ના આવે ડિલિવર ના થાય તેનું ધ્યાન રાખજો